હેલો ઓલા કેબ સર્વિસમાંથી બોલો છો હા મારે થોડું આજે સાંજે ભોજન સમારંભ કરવાનો છે તો તેના માટે તપાસ કરવી હતી આપણે મોટા બજારની આસપાસના રેસ્ટોરન્ટ્સ છે જેમકે સહયોગ છે ડીવાઇન ડાઈનિંગ હોલ છે દાવત છે એ બધા રેસ્ટોરન્ટ્સમાંથી તમે મેનૂ ઘરે પહોંચાડી શકો લગભગ મારે આજે ચાલીસ કે પચાસ મહેમાનો હશે એટલે સારી એવી કોનટેટીમાં ખાવાનું જોઈશે મોટેભાગે તો દાળભાત શાક રોટલીનું જ ભોજન બનાવાનું આયોજન છે હા ડાઈનિંગ હોલ ચાલે થાળી થાળી વાળું પણ ચાલે થાળી થાળી મળતી હોય તો પણ ચાલે થોડી થાળીમાં મીઠાઇ ફરસાણ એવું બધુ પણ રાખવું ડીવાઇનનું સારું આવે છે હાતો ડીવાઇન ડાઈનિંગ હૉલમાંથી ઓડર કરીએ તો શું કિંમત હોય છે એક થાળીની કેટલી કિંમત હોય લગભગ મારે પચાસ થાળીનું આયોજન છે તો પચાસ થાળી પ્રમાણે એક થાળી દીઠ કેટલો ભાવ આવશે